મેં એક ઓનલાઈન એપ દ્વારા મેં ભૂરા રંગની હૂડી મંગાવી હતી પણ તે કારણોસર અથવા જાણ વગર એ બીજા રંગની હુડી આવી ગઈ છે ઓરેન્જ રંગની હુડી આવી ગઈ છે તો મારે એના માટે સોસિયલ મીડિયા જે મેં કંપનીમાંથી મંગાવી છે હુડી એની માટે મારે કેન્સલ ઓડર નામની પોલિસી નીતો એક્સ્ચેન્જ ઓડર નામની પોલિસીનો ઉપયોગ કરવો પડશે જેનાથી મારો ઓડર પરત લઈ લેશે એ લેકો અને પછી આપણે એમને કંપલેન કરી શકીશું અને એમને ફોટા દ્વારા કહી શકીશું કે મેં બ્લૂ રંગની હુડી મંગાવી હતી પણ ઓરેન્જ રંગની હુડી આવી ગઈ છે તો તેના માટે મેં આ ઓડર એક્સ્ચેન્જ કર્યો છે અથવા તે ઓડરને મેં કેન્સલ કર્યો છે તો કંપનીઓવાળા એની પછી મને શું જવાબ આપે છે તેની હું નોંધ લઈશ